પુસ્તક પુસ્તક તો સાચો મિત્ર છે દોસ્તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ મુશ્કેલીમાં જીવનની કોઈ સાચો મિત્ર હોય તો એ પુસ્તક છે અને મને પણ એવા ઘણા અનુભવો રહ્યા છે અને એટલા જ માટે પુસ્તક વાંચન મને ઘણો શોખ છે મારા અગત્યના અથવા તો જે મેં વાંચ્યા છે અને મને ખરેખર એમાં ખૂબ મજા પડી છે એવા પુસ્તકોની જો હું વાત કરુંને તો એમાં છે જૈન મુનીઓ દ્વારા લખાયેલ એ વિજયરત્ન સાગરજી હોય કે બીજા અન્ય હોય એમાં લખી રાખવા આરસતી તકતી પર સુખને એક અવસર તો આપો ત્યારપછી સંજીવ શાહના હ્રદયની સારેગમપધનિશા એ એમની એક સરસ વાતો છે અધૂરી જીવનની યાત્રા એ મહેન્દ્ર મેઘાણીજીની કથા છે પછી સુધા મૂર્તિ પણ મારા પ્રિય લેખકમાંના એક છે મનની વાત કે જેમાં એમણે સમાજ સેવાની વાત કરી છે કોઈ વ્યક્તિ ઝીરોમાંથી હીરો અથવા કેવી રીતે સક્સેસ મેળવી શકે છે એમાં એમણે જે વાતો કરી છે સમાજસેવા કઈ રીતે થઈ શકે એ જો શીખવું હોય તો સુધા મૂર્તિને સમજવા પડે સમ જાણવા પડે ને માણવા પડે એવી જ રીતે ડૉક્ટર આઈકે વીજળીવાળા એની પણ નાની નાની પુસ્તિકાઓ એ મોતીચારો હોય અંતરનો ઉજાસ હોય એવી ઘણી બધી બૂકો છે કે જે વાંચવાથી એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે સફળતા સુધી પહોંચી શકે છે અને કંઈ કેટલા સંઘર્ષો માંથી આગળ વધીને હિંમત હાર્યા વગર પોતાના સ્વપનને સિદ્ધ કરે છે આવી ઘણી બધી એવી આવા પુસ્તકો છે કે જે મને હંમેશાં મનોબળ અને મારી શ્રદ્ધામાં હંમેશાં એક તેલ પૂરવાનું કામ જેમણે કર્યું છે અને ખાસ કરીને જૈન મુનીના એના પુસ્તકોની એક એવી વિશેષતા રહી છે કે તમે જ્યારે પુસ્તક વાંચતા હોવને ત્યારે એવું જ લાગે કે આ પ્રશ્ન તો મારો છે અને એ જે લેખનની શૈલી છે કોઈક પ્રશ્ન પૂછે છે અને જવાબ મળે છે પ્રશ્ન પૂછે છે અને સા જવાબ મળે છે એ રીતે આખી એક એવી પ્રવાહિતામાં એ પુસ્તકો લખાયેલા હોય છે ઘણી બધી એવી સિરિઝ પણ હોય છે કૃષ્ણા છે તૃષ્ટિ છે પુષ્ટિ છે સૃષ્ટિ છે દ્રષ્ટિ છે આવી આખી સિરિઝોની સિરિઝોના પણ પુસ્તકો આ જૈન મુનીઓને કે જે કંઈ પણ સંરચનાઓ છે એમાંથી જોવા મળે છે અને હું તો ફક્ત વાંચતી જ નથી એક ટીચર તરીકે જ્યારે જ્યારે મને કોઈ જગ્યાએ બાળકોને વાલીઓને કે શિક્ષકોને સંબોધવાની તક મળે છે ત્યારે ઘણી બધી વખત આ પુસ્તકોના ઉદાહરણ દ્વારા પણ હું મારી વાતને વધારે રસપ્રદ અને અસરકારક બનાવતી હોવ છું અને એટલા જ માટે દોસ્તો અબ્દુલ કલામ સાહેબ એમની પણ જે જીવન કથની છે વિંગ્સ ઓફ ફાયર કે જેમાં એમણે એક શિક્ષક તરીકે શરૂ કરેલી યાત્રા અને એક સામાન્ય માછીમારના દીકરા તરીકે શરૂ કરેલી એમની જીવન યાત્રાને એક વૈજ્ઞાનિક અને મિસાઈલમેન અને છેલ્લે પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયા તરીકે એ કેવી રીતે પ્રસિદ્ધિ પામ્યા અને કેવી સફળતા મેળવી અને તમે જાણ્યું પણ હશે સાંભળ્યું પણ હશે કે એમને છેલ્લે સુધી પોતાનું શિક્ષક ધર્મ નથી ગુમાવ્યો જ્યારે પણ એમણે આ દુનિયામાંથી અલવિદા અથવા વિદાઈ લીધી ત્યારે પણ તે કોલેજમાં એક લેક્ચર જ આપી રહ્યા હતા એટલે કહેવાનો મતલબ એ છે કે જીવનમાં એમને શિક્ષકત્વને ફક્ત જીવ્યા એવું નહીં પણ અંત સુધી જીવ્યા અને બાળકોની સાથે છેલ્લે સુધી રહ્યા અને આવા તો ઘણા બધા પુસ્તકો છે કે જે આપણને એવું જ લાગે કે આ પુસ્તક જ મારા જીવનમાં મને આગળ લઈ જવામાં હંમેશાં સાથીરૂપ રહ્યો છે મદદરૂપ રહ્યો છે કે એક માર્ગદર્શક તરીકે રહ્યો છે અરે આપણા પ્રાચીન ગ્રંથોની વાત કરોને પછી એ રામાયણ મહાભારત હોય ઉપનિષદ હોય કે શ્રીમદ ગીતા કેમ નહીં હોય એ શ્રીમદ ગીતા પણ આપણા દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે હંમેશાં તત્પર હોય છે અધ અઢાર અધ્યાય અને સાતસો જેટલા શ્લોકો કોઈ પણ પાનું તમે ખોલોને એ શ્રીમદ ભાગવત ગીતાનું તો તમને એવું જ લાગે કે હા આજે મને આમાંથી કંઈક નવો વિચાર મળ્યો એ પછી કર્મયોગની વાત હોય વ્યક્તિ ભક્તિયોગની વાત હોય કે જ્ઞાન યોગની વાત હોય કે વિષાદ યોગની વાત હોય આ બધી જે બાબતો છે એ આપણા જીવનના સિધ્ધાંતોને તો ઉજાગર કરે જ છે પણ જીવન જીવવાની કળા પણ આ પુસ્તકોમાંથી જ આપણને શીખવા મળે છે